શું યોગ કસરતનો એક પ્રકાર છે કે તેથી વિશેષ હા હા વિશેષ તો છે જ કસરત અને યોગ બંનેમાં ઘણું ઘણું ઘણું જ ડીફરન્સ છે કસરત ઘણા કરતા હોય જીમમાં જતા હોય ચાલવા જતા હોય જોગિંગ કરતા હોય ઘણા ઘણા કસરત કરતા હોય પણ કસરત અને યોગ યોગ ધી બેસ્ટ ઈન વર્લ્ડ યોગથી યોગમાં બેસ્ટ સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કાર કરવાથી તમારી આખી બોડીને તમને ડિટોક્ષ મળે છે સૂર્ય નમસ્કાર કરવાથી તમને ઘણા ઘણા ફાયદા થાય છે તમને બ્લડ સર્ક્યુલેશન થાય છે યોગથી સૂર્ય નમસ્કારથી પણ અને તમારું અમુક જે પેઈન હોય તેમાં બી ઘણો ઘણો ડિફરન્સ મળે છે ઘણી ઘણી તકલીફોમાંથી તમે બચી શકો છો એટલે મારા હિસાબે તો કસરત કરતા યોગ કરવું વધારે સારું છે યોગ કરવાથી તમને ઘણા ફાયદાઓ થાય છે જેમ કે નેગેટિવિટી તમારા મગજમાંથી જાય છે તમારું મન એકદમ સ્થિર રહે છે તમારા મનમાં ગમે તેવા વિચારો નથી આવતા એટલે મારા હિસાબે તો યોગ ખૂબ જ સારું છે તેમાં સૂર્યનમસ્કાર ધી બેસ્ટ કપાલભાતિ બી ધી બેસ્ટ અને અનુલોમ વિલોમ ધી બેસ્ટ હેલ્થની માટેની ચાવી છે એટલે તમારે રોજ તમારી તમારે યોગ કરવા જોઈએ સૂર્ય નમસ્કાર તમારાથી વધારે નહીં થાય તો એટલીસ્ટ તમારે પાંચ સાત કે બાર કરવા જોઈએ આમ તો એકસો આઠ કરવા જોઈએ પણ આપણાથી એટલા સૂર્ય નમસ્કાર થઈ નહીં શકે હમણે તો ગરમી પણ ખૂબ જ છે તો ગરમીમાં તમારાથી નહીં થઈ શકે તો કમ સે કમ તમે પાંચ કે સાત સૂર્યનમસ્કાર કરો તો તમારા હેલ્થ માટે ખૂબ જ સારું છે ખૂબ જ સારું છે ખૂબ જ સારું છે